ગુજરાતમાં પરંપરાગત પારિવારિક અને જાતીય ભૂમિકાની જો હું વાત કરું તો આપણે સૌથી પહેલાં વાત કરવી પડે પ્રાચીન સમયની પ્રાચીન સમયમાં જે સ્ત્રી અને પુરુષની મર્યાદાઓ હતી કે ભાઈ વડીલોની સામે ઘૂમટો તાણીને જવાનું અમુક એવા દિવસો માસિક ધર્મના દિવસો હોય તો એની અલાયદી વ્યવસ્થા બેસવાની ઊઠવાની રસોડાને નહીં અડકવાનું પાણી નહીં ભરવાનું અને અમુક ઘરના કામોથી દૂર રહેવાનું અને સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવતો ચોક્કસ પ્રકારની મર્યાદાઓનું પાલન કરવામાં આવતું અત્યારની જે પરિસ્થિતિ છે એમાં મને એવું લાગે છે કે જેટલી સ્વતંત્રતાઓ મળે છે ક્યાંક ને ક્યાંક એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાઈ જતી હોય એવું લાગે છે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સ્ત્રી અને પુરુષ હું એમ નથી કહેતી બંને એક પુરુષત્વ આખી અલગ વસ્તુ છે સ્ત્રીતત્ત્વ આખી અલગ વસ્તુ છે બંનેને પોતાની જવાબદારીઓ છે બંનેની પોતાની અલગ ભૂમિકાઓ છે એની વચ્ચે કોઈ દિવસ હરીફાઈ હોય જ નહીં શકે દરેક જણ પોતપોતાના ફિલ્ડમાં પોતપોતાના કર્મ દ્વારા પોતાની ઓળખ ઊભી કરી શકે છે હા છતાં ઘણી વખત એવું જોવા મળે છે કે સ્ત્રીમાં ઘણા બધા એવા કૌશલ્યો હોય પણ એ કૌશલ્યોને દાબી દેવા માટે એને ફરજ પાડવામાં આવે છે અને આગળ વધવા માટેનો અવકાશ આપવામાં આવતો નથી પણ એવા અમુક મર્યાદિત કુટુંબોમાં આવું જોવા મળે છે કે જ્યાં પુરુષને પોતાનો અહં ઘવાતો હોય એવું લાગે અને ક્યાંક સ્ત્રી એનાથી આગળ ન નીકળી જાય ને એનું ધ્યાન રાખવા માટે પણ કેટલીક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એવું લાગે છે પણ અત્યારે જે રીતે સ્ત્રીઓ ગ્રહ ઘ ઘરથી એટલે રસોડાથી લઈને અવકાશ સુધી કોઈ પણ એવું ફિલ્ડ નથી કે જ્યાં દિકરીઓએ કે મહિલાઓએ પોતાનું અસ્તિત્વ કે પોતાની ઓળખ કામ દ્વારા છતી ન કરી હોય એ દરેક ફિલ્ડમાં સ્ત્રીઓ પોતપોતાનું કામ સારી રીતે કરી જ રહી છે અને પોતાના સમાજનું પોતાના રાજ્યનું અને પોતાના દેશનું નામ આગળ રોશન કરી રહી છે તો અત્યારે આ પરિસ્થિતિનો બદલાવ આવ્યો છે અને એમાં જો કોઈ મુખ્ય ભૂમિકા જો કોઈએ ભજવી હોય તો એ છે શિક્ષણ શિક્ષણ દ્વારા આ બધા મતભેદો દૂર થયા છે અને એને આગળ વધવાનો સમાન તક અને સમાન હક્ક સ્ત્રીઓએ પણ પ્રાપ્ત કર્યો છે પેલા એવું કહેવાતું તું કે નારી અબળા છે અબળા નથી નારી તો પહેલાં પણ સબળા હતી અત્યારે પણ સબળા છે પણ હા દરેક વખતે સતી સીતા અને સતી પાર્વતીની જેમ હંમેશાં એને પોતાની પવિત્રતાને સાબિત કરવી પડે છે જે ખરેખર એક આજના સમાજ માટે બહુ ખોટી વાત છે અને દરેક જગ્યા પર બંધનો હોય તો શાના માટે સ્ત્રીને કેમ પુરુષોને નહીં હું તો ત્યાં સુધી કહીશ કે તમારે સારી વહુ અને જો સારો જમાઈ જોઈતો હોયને તો પોતાના જ બાળકોને એવા સારા સંસ્કાર અને મૂલ્યો આપો કે જેથી આ બધા જે સામાજિક જે દૂષણો છે કે સામાજમાં જે કંઈ પણ ખોટા વ્યવહારો જોવા મળે છે એ નહીં જોવા મળે અને એના જ માટે જ્યારે સાચી સહ નૈતિક મૂલ્યો અને સાચા શિક્ષણો અને સંસ્કારો આપવામાં આવશે તો ચોક્કસ આ ભેદભાવ પણ દૂર થશે અત્યારે કેટલી માતાઓને વાર્તાઓ આવડે છે કેટલી માતાઓને હાલરડાઓ આવડે છે આજની મો મોર્ડન માતાઓએ આ પણ શીખવું પડશે મોબાઇલમાં ગવાતા ગીતો એ બાળકને અને માતાને દૂર કરે છે એના વચ્ચે અંતર અને દીવાલ ઊભી કરે છે પણ ક્યાંક આજની કહેવાતી મોર્ડન માતાઓ આ બધું વિસરી જાય છે અને એટલા જ માટે હું તો ત્યાં સુધી કહીશ કે ઘરડાઘરોની સંખ્યા એટલા જ માટે વધી છે કારણ કે માં બાપ સાથેના અટેચમેન્ટ જ રહ્યું નથી અને વિદેશ ભણવા માટેની ઘેલછાએ એમાં વધારે સૂર પુરાવ્યો છે એટલે ફરીથી સ્ત્રી અને પુરુષ એક સમાન છે એક જ રથના બે પૈડા સમાન છે જો સાથે મળીને કામ કરીશું તો ચોક્કસપણે સમાજની ઉન્નતિ થશે થશે અને થશે જ